હા મારે કોઈપણ વસ્તુ પહેલી વાર રાંધવાની હોય તો હું પહેલી વારમાં તો ચેતી જ જાઉં છું પણ મારો ઉત્સાહ પણ એટલું બમણું જ હોય છે કે પહેલીવાર બનાવું એટલા માટે હું રેસીપી પૂછવા માટે મારી મમ્મીને કાં તો ફોન કરું નહીં તો મારી બેનને ફોન કરું એમનાથી પૂછી લઉં અને હા હું યુટ્યુબ ઉપર પણ રેસિપીને અનુસરણ કરું છું એના માટે મારે થોડું સારું એવું મળે છે જાણવા માટે કે શું નવી વાનગી મને મળે છે જોવા માટે અને એના માટે હું બહુ મહેનત કરું અને એ સારી બને સ્વાદિષ્ટ બને એના માટે હું યુટ્યુબને અનુસરણ કરું છું અને મારા વખાણ થાય છે એની પણ મારે અપેક્ષા હોય છે